અમારી ગુજરાતી પ્રજાનાં લગ્નની અંદર ખૃૂબ જ મોટી વિધિ ચાલતી હોય છે સૌથી પહેલાં તેમા ગણેશ સ્થાપના કરવામાં આવે છે અને ગણેશ સ્થાપના કર્યા બાદ મંડપ મુહૂર્ત કરવામાં આવે છે આ મંડપ મુહૂર્ત પતે એનાં પછી ગ્રહ શાંતિ થાય છે જે ગુજરાતી પ્રજાની અંદર લગ્નની મુખ્ય વિધિ છે ગ્રહ શાંતિ પત્યા બાદ જો છોકરો હોય તો ગરબાની વિધિ કરવામાં આવે છે અને જો છોકરી હોય તો એનાં પછી જાન તેડાવવામાં આવે છે જાન તેડાવતી વખતે પણ કંસાર ખવડાવવો વગેરે જેવી પ્રથા છે એ ભારતની અન્ય રાજ્યની પ્રથાઓ કરતાં જુદી પડે છે